અવાજની થકાવટ અને ખોખરપણાને નિયંતીત કરવામાં સતત

જરૂરી છે

સૌપ્રથમ આપણે એ જાણવું જોઈએ કે આપણા ગળાની રેન્જ

ઘણી વખત જ્યારે આપણે બહુ ઊંચું ગાઈએ ત્યારે આપણો અવાજ ફાટી જાય છે માટે આપણે આપણી રેન્જ મુજબ ગાવું જોઈએ બીજું કે અવાજની થકાવટ માટે સતતપણે ગળાની કસરત કરવી જોએ રિયાસ કરવો જોઈએ

અવાજને બચાવવા સતત સતત પ્રેક્ટીસ જરૂરી છે કોઈ પણ સ ગાયન ક્ષેત્રની અંદર જ્યારે એ વ્યક્તિ જોડાએલો હોય ત્યારે તેના અવાજની થકાવટ અને ખોખરપણા માટે શું કરવું તો તેના માટે તળેલું ઓછું ખાવું ગળાની કસરત કરવી અને પોતાના અવાજને સૂર તાલ આને લય સાથે સતત અને સતત તાલીમ મુજબ તેમની સાથે આપણે મેળ સ અને સુમેળ કરવો જોઈએ બસ એ જ વસ્તુ આપણા અવાજને એકદમ સુરીલો કરશે અને આથી જ જ્યારે આપણે કોઈ પણ ગીત ગાઈએ છીએ ત્યારે સૌપ્રથમ આપણી રેન્જ કઈ છે એ આપણે જાણવી જોઈએ કારણ ભગવાને દરેકને ગળું અલગ અલગ આપેલ છે દરેકને ગળાની રેન્જ અલગ અલગ આપેલ છે ત્યારે એક તમને ઉદાહરણ આપું તો રાહત ફતેહ અલી ખાન સાહેબનું કોઈ પણ ગીત હોય તો એ ગીત ઉદિત નારાયણ સાહેબ નહીં ગાઈ શકે અને સોનું નિગમ સાહેબનું ગીત એ હશે તો એ અરી અરીજીત સિંગ નહીં ગાઈ શકે આ એક ફક્ત ઉદાહરણ છે ત્યારે સૌપ્રથમ એ જરૂરી છે કે આપણી ગળાની રેન્જ ક્યાં સુધીની છે આપણે કેટલું ઊંચું ગાઈ શકીએ છીએ અને એ ઊંચું જ્યારે ગાઈએ ત્યારે આપણો અવાજ ક્યાં સુધી જાય છે એ આપણે ખાસ ખાસ પ્રકર જરૂરી જરૂરી ને જરૂરી છે બીજું અવાજને બચાવવા માટે આપણે એમના ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરવું જોએ અને કોઈપણ પ્રકારની પછી આપણા ગળાને અનુકૂળ ન આવે એવા ખોરાક પણ આપણે લેવા ન જોઈએ અને એ બાબતમાં આપણે સતત ધ્યાન રાખવું જોઈએ